જ્યારે મેં એક વાર ખાવા માટે પહોંચેલો દમ માનો કે જ્યાં સારી વસ્તુઓ મળતી હતી પણ ત્યાંના સ્વાદ ચાખીને મને એવું લાગ્યું કે જે આહવા ડાંગમાં જો આપણે જઈએ ત્યારે ત્યાં એકદમ નોર્મલી ખાવા માટે આપણને ફ્રુટ મળે છે તે ત્યાં એકદમ દેશી અને સારી એવી વેરાયટી મળેલી છે જેવી કે નાગલીના રોટલા અડદની દાળ એમ લીધી હતી ચા હોત ક્યાંક તમને શું ખાધું ત્યાં નાગલીના રોટલા અને ચોખાના રોટલા અને શાક એમ વેરાયટી ખાધી હતી જ્યાં તે આદિવાસી વિસ્તાર હોવાથી ત્યાં લોકો જંગલમાં જે વસ્તુ મળે તેમાંથી શાક બનાવેલું હોય તે ખૂબ જ સરસ લાગે છે અને તે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને તે વિસ્તારમાં ખૂબ જોવા જેવી અને મળવાપાત્ર વસ્તુ અમે એ ખાધી હતી ત્યાંથી અમે પછી સાપુતારા વિસ્તારમાં જઈ ત્યાંનું દેશી મોસરમ પણ લીધું હતું તે નો સ્વાદ ચાખી ને એવું લાગે છે કે આપણા આજે આધુનિક ફ્રુટ જેવા કે ચાઈનીઝ આ બધા કરતા પણ તે સ્વાદિષ્ટ હોય છે જેનો ઉપયોગ કરીને આપણે સ હેલ્દી રહી શકીએ છીએ આમ મારે માનવું છે જ્યારે પણ આપણે એવા વિસ્તારમાં આપણે ફરવા માટે જઈયે છીએ તે સમયમાં આપણે ત્યાંના જે વેરાયટી હોય જે વેરાયટી મીન્સ કે ત્યાંના જે સારી એવી વસ્તુ હોય તેનો આપણે સ્વાદ ચાખતા હોઈ છીએ જેમ અલગ અલગ સ્થળોએ ફરવા જાઈએ છે ત્યારે આપણે અલગ અલગ સ્વાદ લીધા હોય છે જેમાંથી આપણને ઘણા એવા સારા ટેસ્ટ મળે છે જેવો કે આગળી આપણે વાત કરી તે પ્રમાણે આમ નાગલીના રોટલા મ અત્યારે મળવા ખૂબ મુશ્કેલ છે પણ જે વિસ્તારમાં એ પાક મળે ત્યાં જ એ વસ્તુ મળી શકે એ પહાડના વિસ્તાર હોય ત્યાં આવા લોક ખાવાનું છે તે મળી શકે છે બાકી બીજા કોઈ વિસ્તારમાં મળતા નથી અને ત્યાંની જે રીતે બનાવટ હોય તેવી જ રીત બનાવટ હોય જેથી તે એવા જ સારા લાગે બાકી મઝા નહીં આવે અત્યારે ચોખાના રોટલા જેવા કે એને પૂળા તરીકે આપણે જાણીએ છીએ એ પણ આપણે ખૂબ જ સરસ લાગે છે અને એ વિસ્તારમાં ચટણી જેવી કે આદિલા ધાણા પછી જીરું એવી રીતે ઘણા પ્રકારની ત્યાંની ચટણી પણ વખણાય છે એમ અને અડદમાંથી બનાવામાં આવતું ભુજીયું એ ડાંગ વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત છે જેનો ઉપયોગ કરીને ઘણું એવું સરસ આપણે તેલ તેલ નાખ્યા વિના પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છે એવી જ રીતે તેના ખાવાથી આપણને બધાનો ટેસ્ટ એક વાર સ્વાદ આવી જાય ને પછી તે ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે આમ આ વિસ્તારમાં આપણે ફરવાલાયક જાઈએ ત્યારે આ બધા સ્વાદનું લાભ લીધો હશે તમે પણ ખાધું હશે પણ આ મારા એક ફેવરેટ એક મસ્ત શોખ હતો કે જ્યાં મેં વિસ્તારમાં જાઉં ત્યાંનું આ સ્વાદ મારે ચાખવો જ છે અને હું ગમે ત્યારે ફરવા તે બાજુ જાઉં ત્યારે આ સ્વાદ મેં લીધો છે એમ મારે કેવું છે આ પ્રમાણે જણાવું તો પછી બીજા વિસ્તારમાં જાઈ અને જરૂર જ શું આપણે ત્યાં એટલું બધું મસ્ત મળે છે તે પ્રમાણે આપણે ખાધું જ હશે આમ સ્વાદ લીધા પછી આપણે ભૂલી તરત જતા નથી એવી જ પ્રમાણે આપણે ઘણા એવા સમયથી દાહોદ ગોધરા બાજુ જાઈએ ત્યાં આપણે મકાઈના રોટલા અને બાજરીના રોટલા પણ આપણે ખાધા હશે એમ મને એ ખૂબ જ ગમે છે આવું ખાવા માટે હું ખૂબ પસંદ છે અને હું ત્યાંનાં સ્વાદ સ્થળ પર સ્થળની મુલાકાત પણ લીધી હતી અને આ સ્વાદ પણ ચાખ્યો હતો જેવી જ રીતે અનેક લોકો અનેક સ્થળે ફરે છે જે વિદેશમાં જાય છે તેના કરતા આપણે ત્યાંનાં લોકોએ આ સમયમાં આવા વિસ્તારમાં જઈને ફરીને ખાવાથી ત્યાંનાં લોકોને રોજગારી પણ મળે અને બધું જ એવી રીતે હું તેમ વિચારીને ત્યાં પસંદ કરું છું જેથી કરીને હું બહારના શહેર કરતાં આપણા ગામડાઓમાં ફરવાનું વધારે પસંદ કરું છું એમ મારે કેવું છે આ લોકોને પણ થોડી ઘણી સુખાકારી મળે અને બધું જ કામ તે લોકોનું પણ આસાન થઈ જાય છે એવી જ રીતે આપણે આ બધું જોયા પછી મને એવો વિચાર આવે છે કે આપણા વિસ્તારમાં આટલો સરસ જમવાનું છે આપણી જે એકદમ દેશી તે એ જ ખાવું જોઈએ એ વેરાઈટી સારી છે તે વધારે નુકસાન પડતી નથી જે જે જેવી રીતે આપણું હોય છે તે વધારે નુકસાન હોય છે જ્યારે પણ આપણે આ આ મારે કહેવું છે આવા વિસ્તારોમાં જઈને આપણે જે આ તંદુરસ્તી ખોરાક લઈએ છે તે ખોરાક ખૂબ જ સારો અને બેસ્ટ એમ કહેવામાં આવે છે સરસ લાગે છે આમ આપણે આ સાપુતારાથી માંડીને આ મહારાષ્ટ્ર શેરડી વાળા વિસ્તારમાં પણ આ લોકો આદિવાસી લોકો રહે છે તે લોકો દ્વારા આ બધું બનાવામાં આવે છે ત્યાંની એક વિશિષ્ટ છે કે જે વાંસનું શાક હોય કે ત્યાંની મળતી જંગલમાંથી મળતી મશરૂમ હોય તે કુદરતી હોય છે તેનો સ્વાદ પણ ખૂબ જ ટેસ્ટ હોય છે જેવી રીતે આપણે આ ટેસ્ટ લીધો છે એવી જ રીતે ત્યાંનાં લોકોને આ રોજીંદા જીવનમાં તે લોકો ઉપયોગ કરે છે અને ત્યાંના લોકોને આ એક ખોરાક અને તેની પહેચાન બની ગએલી હોય એવું લાગે છે આમ મારે માનવું છે અને આપ હોઈ હર કોઈ જગ્યાએથી લોકો ત્યાં ફરવા માટે આવે પણ તેનો સ્વાદ ચાખતા હોય છે એવી જ રીતે આપણે અમે લોકો પણ ગ્રૂપમાં ફરવા માટે ગયા હતા ત્યારે અમે ત્યાંનો લાભ લીધો હતો ત્યાંનાં નાના એવા રેસ્ટોરન્ટ્સ રેસ્ટોરન્ટસને લીધે જેવો કે એક ઘરની અંદર જ બનાવેલો હોય છે ત્યાં દેશી ચૂલા ઉપર અને લાકડાના ચૂલા પર અને લાકડા દ્વારા ખાવાનું તૈયાર થાય છે જેના કારણે તેનો સ્વાદ આપણા કરતો ઘણો ઘણો અલગ જ હોય છે એવી જ રીતે આ ઘણો સ્વાદિષ્ટ અને સારું ભોજન લાગે છે એમ મારે માનવો છે ત્યાંના લોકોનો તો ડેલીનો હોય છે પણ આપણે ત્યાં એક દિવસ ફરવા જઈયે અને બહુ જ તો આપણે અઠવાડિયું રોકાઈએ પણ તેમ સતાં આપણે ત્યાંનાં સંસ્કૃતિ સાથે ભળી જઈએ એવું મને લાગે છે એમ છતાંય આવા સમયમાં આપણે એક અલગ પ્રકારની વ્યવસ્થા ગોઠવેલી હોય એવું મને થાય એમ ચુલાના લાક લાકડા અને દેશી ચૂલા ઉપર બનેલું ખાવાનું આપણને ખૂબ જ પસંદ છે અને તેથી જ તે વધારે પડતું સ્વાદિષ્ટ પણ લાગે છે આજના સમયમાં આવું ભોજન મળવું પણ ખૂબ મુશ્કેલ છે કેમ કે અત્યારે આપણા ત્યાં ઇલેક્ટ્રિક હોય ચૂલા હોય પછી ગેસ હોય એવું અત્યારે આવી ગયું છે એટલે આ ધીરે ધીરે આપણે વસ્તુને ભૂલતા ભૂલી રહ્યા છે એવું મારા માનવું છે પણ આપણે એ વસ્તુને પણ અપનાવવું જોઈએ કે જેથી કરીને ત્યાંના લોકોનું અને રહેણી કહેણી અને ત્યાંના ખોરાક વિષે આપણે વસાર ખબર પડે એમ મારે માનવું છે આમ સમય જતાં આ બધું વસ્તુ ભુલાય ન જાય તે આપણે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણે આ વસ્તુ આપણા પૂર્વજો કેવી રીતે ખાતા હતા તે પણ જાણે છે તમે ક્યારેય કોઈ સ્થળે પ્ર ખાવા માટે જ મુલાકાત લીધી છે જો લીધી હોય તો ક્યાંક તમને શું ખાધું ત્યાંની મેં દેશી ચૂલા પરના પૂળા અને રોટલી સાદી ભાષામાં ગામડામાં રોટલા અને રોટલી કહે છે અને ત્યાંનું શાક ખૂબ જ સરસ હોય છે ત્યાંના લોકોના આ બનાવટ જ એવી હોય કે આપણે ત્યાં બીજી વાર જાવાનું મન થાય છે એમ નાગલીના રોટલા ચોખાના રોટલા અને ત્યાંની ચટણી એમ અલગ અલગ પ્રકારની વેરાયટીઓ મેં અલગ અલગ પ્રકારમાં ખાધી છે જેથી મને ત્યાંના જવાનું બીજી વાર પણ મન થાય છે એવી જ રીતે મેં તે સમયમાં ફરવા માટે આપણે એ જ વિસ્તારમાં ચોમાસાના સમયમાં જાવાનું મન થાય ત્યારે તે સમયમાં હું ત્યાં બાજુ જઈને આ વસ્તુઓને ખાધું છે એમ મારે કેવું છે બીજું તો હું રોટલા શાક દાળ ભાત અને ચટણી એમ આજે કહેવું છે એ સમયમાં વધારે પડતું આવાથી